ત્રિકોણ બાગ પ્રદ્યુમન પાર્ક માર્કેટિંગ યાર્ડ બાલાજી ચોક સ્વામિનારાયણ ચોક સાધુ વાસવાણી રોડ કેકેવી હૉલ કાલાવાડ રોડ ત્રિકોણ બાગ ઢેબર રોડ ખાદી ભવન નાગરિક બેંક મક્કમ ચોક કિસાન પરા ચોક રઇયા રોડ આમ્રપાલી ચોક અયોધ્યા ચોક